જુનાગઢ જિલ્લામાં મુખ્યત્વે ચોખા બાજરી જુવાર ઘઉંના ઘઉંનો પાક થાય છે અને સ્થાનિક અર્થતંત્ર અને ખાન પાનમાં ચોખા ઘઉં કઠોળ ફળો શાકભાજી વગેરેનો ઉપયોગ રસોઈ વગેરે બનાવામાં થાય છે અને ફળો પણ ખવાય છે સફરજન ચીકુ દાડમ તરબૂચ વગેરે બધાં ફળો ખૂબ સારા પ્રમાણમાં મળી રહે છે અહીંયા ખેડૂત ખૂબ જ મહેનત કરી અને બધા પાક તૈયાર કરે છે અને તેને સ્થાનિક બજારમાં વેચી દે છે આમ તો સરખો ભાવ આવી જાય છે પણ ક્યારેક કોઈ આકસ્મિક તકલીફ પડે જેવી કે વધારે વરસાદ થાય અથવા ઓછો વરસાદ થાય તો ખેડૂતોને પાકો જોઈએ એવો તૈયાર થતો નથી અને એના ભાવ ઓછા આવે છે અને પાકની માંગ વધારે હોય અને પાકની અછત હોવાથી વેપારીઓ તેનો ફાયદો ઉઠાવે છે અને તેને તેની મહેનતના પ્રમાણમાં વળતર મળતું નથી ઘઉંના પાક માટે શિયાળાની ઋતુ અનુકૂળ છે ચોખા માટે ચોમાસું શેરડી માટે પણ શિયાળો અનુકૂળ રહે છે દરેક શાકભાજી માટે અલગ અલગ ઋતુ પ્રમાણે બધા શાકભાજી તૈયાર થાય છે રીંગણાં દૂધી વગેરે શિયાળામાં મળે છે બાકી કઠોળ લગભગ બધા કઠોળ બારેમાસ મળે છે અને અહીંયા જુનાગઢમાં હરિયાળી વધુ હોવાથી બધા પાકો ખૂબ સરસ તૈયાર થાય છે અને ખેડૂત મહેનત પણ ઘણી કરે છે